મને સૌથી હું જ્યારે ફ્રી હોઉં અને મારે કશું કરવાનું નહીં હોય તો મોબાઈલમાંથી યુટ્યુબ ખોલું અને એની અંદરથી મારા મનપસંદ ગીતો જેમ કે વિરઝારા એના બધા જ ગીતો મને સર્વપ્રસન્ન પસંદ છે ત્યાર બાદમાં આવે છે તો મને મહંમદ રફીના જૂના ગીતો એ દુનિયા કે રખવાલે વગેરે વગેરે વગેરે એ બધા સાંભળવાનો શોખ ત્યાર બાદ મુકેશના ગીતો એટલે એમ કરીને મારો જ્યારે સમય પસાર કરવાનો વખત હોય ત્યારે હું આવા આવા ગીતો સાંભળીને મારો દિવસ પસાર કરું છું